નમસ્તે હાજી શું ખરીદવા માટે આવ્યા છો સ્વેટર માટે કેટલી કિમત સુધીનું તમારું બજેટ છે મેડમ ઓકે અહી પાંચસો રૂપિયામાં તમને સુંદર અને ગુણવતા વાળા સ્વેટર મડી રેસે આ સ્વેટર જુવો આ સ્વેટર કેવું છે એની કિમત આમ તો સાતસો રૂપિયા છે પણ તમે અમારા રેગ્યુલર કસ્ટમબર છો એટલે તમને હું સાડી ચારસો સુધીમાં આપી દઇશ ઠીક છે તો હું તમને આ સ્વેટર પેક કરી આપું હા તમારે કોઈ પણ કારણ સર આ સ્વેટર બદલાવું હોય કે પાછું આપવું હોય તો તમને પઈશાં પાછા આપી દેવામાં આવસે મેડમ પણ આ ઓફર એક અઠવાડિયા સુધી માન્ય ગણાસે હ પછી તમે એક અઠવાડિયા પછી આવસો તો તો તમને બદલી આપવામાં નઇ આવે અઠવાડિયાની અંદર આઈ જસો તો તમને આ સ્વેટર બદલી આપવામાં આવસે કે તમને પઈશાં પણ રિટર્ન કરી દેવામાં આવસે ચોક્કસ ફરી મડિસુ અને અમારી શોપ પર બીજા બી સરસ ઉનવાળા અને શિયાળામાં પેરાયે એવા જેકેટ ટાઈપ બધા સ્વેટર મડી રેસે મેડમ તો તમારે નાના છોકરાઓ હોય એમની માટે પણ સ્વેટર લેવા હોય તો નાના છોકરા છોકરીઓ ઉમરવાળા લોકો મમી પપા તમારા બધાની માટે સ્વેટર અઈયાં મડી રેસે આ મારી શોપનું કાર્ડ છે એ તમે રાખો અને તમારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે તમે આ કાર્ડ લઈને અઈયાં આવી સકો છો થેન્ક યૂ